લૉકડાઉન જે એવી વસ્તુ છે કે જિંદગીમાં યાદગાર બને ગયેલ છે લૉકડાઉન કોઈ દિવસ ભૂલી શકાશે નહીં લૉકડાઉનમાં આખો દિવસ ફ્રીના ફ્રી તો કોઈને કોઈ વસ્તુ બનવાનો જે ન આવડે એ બનાવવાનો પ્રયત્ન કરતા તો લૉકડાઉનમાં અમે અન અલગ અલગ ઘણી બધી વેરાઈટિયો બનાવી જેમ કે ઇડલી છે ઢોસા છે મંચુરિયન છે સેવ ઉસળ છે પાવભાજી છે એવી અલગ અલગ વસ્તુઓ બનાવી કારણ કે આખો દિવસ ફ્રીના ફ્રી હોય ખાવું અને રમવું એ જ વસ્તુ અમે લૉકડાઉનમાં કર્યા કરતા પછી ફ્રી થઈએ તો અમે કંઈક અલગ બનાવાનું કે બનાવીએ કે જેનાથી હિસાબથી નાના બાળકોને બી મજા આવે તો નાના બાળકોને ભાવે તેવા આઇસક્રીમ બી બનાવતા અમે ક્યારેક ક્યારેક ઓ કેન્ડી બી બનાવતા અને કેક પણ બનાવતા અને નાના બાળકો તેમાં સસ સામેલ થતાં તો એમને મજા આવતી કારણ કે લૉકડાઉનમાં કશે બહાર જવાનું નહીં અને ઘરમાં ને ઘરમાં જ રહેવાનું હતું તો ટાઇમપાસ તો કરવો પડે કે નહીં તો એના માટે થઈને અમે બધું અલગ અલગ યૂટ્યૂબમાંથી પણ જોઈ જોઈને બ બનાવતા હતા